સ્વિમિંગ એક એવી કલા છે કે જ્યારે તમે કરતાં હોય ત્યારે ડિહાઈડ્રેશન થવાનો ભય થતો નથી હળવો ખોરાક લઈ અને આપણે સ્વિમિંગ કરી શકીએ છીએ લાંબી સ્વિમિંગ પ્રેક્ટિસ હોય અથવા તો ઓછા ગાળાની સ્વિમિંગ પ્રેક્ટિસ હોય પણ હલકો ખોરાક લઈ શકીએ છીએ જ્યારે બી આપણે સ્વિમિંગ કરતાં હોઇએ છીએ તો સ્વિમિંગ પુલની અંદર અથવા તો દરિયાની અંદર સ્વિમિંગ કરતાં હોઈએ ત્યારે આપણે કદાચ એ પાણીનો પીવા માટે ઉપયોગ કરી શકતા નથી પણ વહેતી નદીના પાણીમાં અથવા તો કોઈ વહેતા ઝરણામાં જ્યારે બી આપણે સ્વિમિંગ કરીએ છીએ ત્યારે કદાચ આપણા શરીરને પાણીની જરૂરિયાત ઊભી થાય તો એ શુદ્ધ પાણી આપણે પી શકીએ છીએ મીઠા પાણીની અંદર સ્વિમિંગની પ્રેક્ટિસ કરવાથી ખૂબ જ વધુ થાક લાગે છે જ્યારે દરિયાના ખારા પાણીની અંદર સ્વિમિંગની પ્રેક્ટિસ કરીએ તો આપણા શરીરને થાક ખૂબ જ ઓછો લાગે છે એ લાંબા સમય માટે આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ જેમ જેમ તમે સ્વિમિંગ બાબત પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમે ખૂબ જ સારું સ્વિમિંગ કરી શકશો ઘણી વખત આપણે ઓલિમ્પિકની અંદર જોઈએ શકીએ છીએ કે જ્યારે સ્વિમરો એક બીજા સાથે કોંપિટીશન કરતાં હોય છે ત્યારે એ તરણ સ્પર્ધામાં તે લોકો વારંવાર પાણીની અંદર માથું રાખી અને આગળ વધે છે તો એ માથું રાખી અને શ્વાસ રોકી રાખે છે ત્યારે આપણું શરીર ખૂબ જ હલ્કું થાય છે અને ખૂબ જ સારી રીતે સ્વિમિંગમાં ગતિ કરી શકે છે અને મારા મત મુજબ ખોરાકમાં કોઈ વધારે પડતી સાવચેતી રાખવાની જરૂર નથી ઘરે આપણે સાદો ખોરાક લઈ અને બી સ્વિમિંગ કરી શકીએ છીએ આજે શહેરોની અંદર સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ શીખવા જવું પડે છે પણ ગામડાઓની અંદર જે જે નદીઓના પ્રવાહો અને નદીઓ વહે છે અને તેમાં જે બાળકો સ્વિમિંગ શીખે છે તે લોકોને ખોરાકની સાવચેતી રાખવાની કોઈ જરૂર નથી કારણ કે ગામડાઓનો જે ખોરાક બાજરીનો રોટલો અને ઘરમાં પાળેલી ભેસોનું દૂધ જે ખોરાક છે અમૂલ્ય ખોરાક